ગુજરાતમાં વિશાળ પ્રમાણમાં દર્શકોને આકર્ષતા મુખ્ય સંગીત અને નૃત્યો આપણે નવરાત્રિ ગણી શકીએ તથા નૃત્ય ગણી શકીએ સંગીતમાં ગણીએ તો નવરાત્રીમાં મોટેભાગે આખું ગુજરાત ગરબા રમવા આવતું હોય છે પોતપોતાના ફ્લેટ હોય કે પોતપોતાની જગ્યાએ ગરબા રમતું હોય છે તે સૌથી જૂનો જૂનું ડાન્સ કહી શકીએ ને તે છે અને નૃત્ય તો આપણું સૌથી પૌરાણિક સંગીત છે તે સંગીતમાં ગણી શકાય પછી ગરબામાં બે હોય છે દાંડિયા પણ રમી શકાય અને ગરબા પણ રમી શકાય